મોટા કૃષિ વ્યવસાયોની હરીફાઈ જે ગાંડી હરીફાઈ થઈ છે એણે ગ્રામીણ વિસ્તારોમાં નાના પાયે ખેતી કરતાં ખેડૂતોને ઘણી સારી અસરો પણ કરી છે અને ઘણી ખરાબ અસરો પણ કરી છે જો ખરાબ અસરોની આપણે વાત કરીએ તો મોટા કૃષિના વ્યવસાયો આવતા આજે મોટા ખેડૂ છે એવો શબ્દ ગામડાંમાં વાપરવામાં મોટા ખેડૂ અને નાના ખેડૂ મોટા ખેડૂ મતલબ જે જમીનદાર વર્ગ છે હવે જમીનદાર વર્ગ પાસે એટલી બધી જમીન છે એનો મતલબ એ કે એ સારો એવો પાક લઈને એ ખેતીના ઘણા સારા એવા સાધનો વસાવી શકે છે હવે આ સાધનો થ્રુ એ સરળતાથી ખેતી કરી શકે છે હવે અ આ જમીનદારો છે એની પાસે ઓલરેડી એટલા પૈસા હોવાના તો એ કોઈપણ ખેતી વિશે કોઈપણ નિર્ણય લેતાં પહેલાં અચકાશે નહીં ખેતી માટે એ કોઈ સાધન વસાવવાનું હશે તો એ તરત વસાવી શકશે ધારો કે કોઈ ખેડૂતને ખેતીમાં ટ્રેક્ટરની જરૂર છે અથવા તો જેસીબીની જરૂર છે તો એ પોતાના ખુદના ફંડથી એ પાંચ દસ લાખનું ટ્રેક્ટર વસાવી શકશે જ્યારે એ નાનો ખેડૂત નહીં કરી શકે નાના ખેડૂતને ટોટલી બીજા ઉપર ડીપેન્ડેન્ટ રહેવું પડશે ધારો કે આ જે મોટો ખેડૂત છે જેને ઘરની સો વીઘા જમીન છે એની પાસે ખુદનું ટ્રેક્ટર હોય તો ત્યારે એને એ જમીનમાં પોતે જ્યારે ઈચ્છે ત્યારે અને જેમ ખેતીને જેમ જમીનને જરૂર હોય ત્યારે સમયસર સારું એવું કામ એ પતાવી શકશે જ્યારે નાનો ખેડૂત હશે એને શું થશે કે એ બીજા ઉપર ડીપેન્ડ રહેશે મતલબ એને ખુદનું ટ્રેક્ટર લેવું પોસાશે નહીં મતલબ એને બીજા ઉપર આધાર રાખવો પડશે હવે બીજી વ્યક્તિ એના ખેતરમાં ભાડુઆત તરીકે આવશે કે જે ભાડા ભાડા કરારથી એના ખેતરમાં કામ કરવા આવશે મતલબ એનો એ કે એ પોતાના સમય મુજબ આવશે આ ખેડૂતને માનો કે આજે ટ્રેક્ટરની જરૂર હોય પણ આજે જ એ ન આવે કેમકે આજે એને બીજે ક્યાંક પણ જવાનું હોય તો આપણા નાના ખેડૂતોનો પ્રશ્ન એ થશે કે એની અનુકૂળતા મુજબ સરળતાથી અને જલ્દી કામ નહીં થઈ શકે તો આ પણ એક અસર ગણી ગણી શકાય અને આ વ્યવસાયોની જે હરીફાઈ કઈ શકાય કે મોટા ખેડૂત છે એના ખેતીનો ખેતીને એક જીવનધોરણ ન રાખતા એને વ્યવસાય બનાવી દેવામાં આવ્યો છે આપણી અગાઉની પ્રણાલી જો જોઈએ ખેતી પ્રણાલી તો ખેતી છે એ આપણું જીવનધોરણ હતું બરાબર ખેતીથી આપણું જીવન ચાલતું જ્યારે હવે એને વ્યવસાય બનાવવામાં આવ્યો છે તો ટોટલી એની ઉપર જીવન નિર્વાહ કરવાને બદલે ખેતીને વ્યવસાય બનાવાથી શું થશે માણસને માઈન્ડમાં પૈસા પહેલાં દેખાશે મતલબ પૈસા માટે તે કંઈ પણ કરશે પૈસા માટે કંઈ પણ કરશે તો એવા એ ખાતરો વાપરશે કે જે જમીનને નુકસાનકારક હોય કેમકે એને વધુ ઉત્પાદન જોઈએ છે વધુ ઉત્પાદન માટે એ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરશે હવે આ જંતુનાશક દવાઓ એ જમીનને નુકસાનકારક હશે હવે આમ ધીમે ધીમે ધીમે ખેતરની જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે જે લાંબા સમયે ખેતીની ફળદ્રુપતા ઉપર અસર કરે છે આમ ખેતીને જીવનધોરણ સુધી સીમિત ન રાખતા એને વ્યવસાય જ્યારે બનાવવામાં આવે છે ત્યારે માણસ પૈસા માટે આ મોટા ખેડૂતોની વાત કરું છું પૈસા માટે કોઈ પણ હદે જઈ શકે એટલે આ રીતે ખેડૂતના જીવન ઉપર એની ઘણી નેગેટિવ અસરો પણ થઈ શકે છે